હેલ્લો શું કરે બરાબર ચાલને કઈક ધંધો સ્ટાર્ટ કરીએ આપણે ઘરે બેઠા બપોર પછી કપડાંનો બિઝનેસ ચાલુ કરીએ ગર્લ્સની રાખશું અને બોય બોઈઝમાં નાના છોકરાઓના નાઇટ ડ્રેસ ને એવું રાખીએ અને બહાર સુરતથી લઇ આવીએ ને અહીં આવીએ વેચીએ હા એ રીતે અને કોઈ કસ્ટમર આવે તો થોડી ઘણી ફ્લેક્સિબ્લિટી બી પ્રોવાઇડ કરશું ટાઈમ કારણકે ક્યારેક કસ્ટમર આવે છે તો આપણે એમનો ટાઇમ બી સાચવવો જોઈએ એમ આપળે સુરતથી આપણને ઈઝીલી બઉ ચીપ રેટમાં મળી જશે ક્લોથ્સની બધી વેરાયટી હા તો આપણે ક્યારથી સ્ટાર્ટ કરશું ખરીદી કરવા જઈએ અને બધું કરીએ અને થોડુ ઘણું માર્કેટિંગ માટે એ સોશિયલ મિડેયાનો એનો યુઝ કરશું થોડાં ઘણાં પેમ્ફલેટ બનાવીને અહીં આપણા નજીકના એરિયામાં છપાવી દેશે ચોંટાડી દઈશું ટેલરિંગ ચાર્જ વધારે છે એટલે

હા સ્ટાર્ટિંગમાં આપણો નફો થોડોક ઓછો રાખશું એટલે આપણે ગ્રાહકને કનવેન્સ થઈ જાય ને આપણે એકવાર ગ્રાહક આપણી પાસે ફિક્સ થઈ જાય બંધાઈ જાય એટલે પછી આપણને સારા ગ્રાહકનું બેઝ મળી રહે માઉથ પબ્લિસિટી દ્વારા ઓકે વાંધો નહીં ચલો બાય બાય